ગાવાનું શરૂ કરવાનું હોય જેને એને સૌપ્રથમ તો એ જ સલાહ છે કે હરરોજ રિયાઝ કરવું જરૂરી છે એટલે કે બધા રાગ અલંકારની પ્રેક્ટિસ કરવી જરૂરી છે એ પ્રેક્ટિસ જો હરરોજ થાય તો એનાં ગાયન કૌશલ્યમાં ઘણો બધો સુધારો આવી શકે છે એટલે જે પણ વ્યક્તિને સારું ગાવું હોય એને રિયાઝ એટલે કે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે